હલો સિલી સિલા ક્રિએશનમાંથી બોલો છો મેં એક મ ઓર્ડર બુક કરાવ્યો હતો મારો જેમાં મે લાલ કલરનો ડ્રેસ મંગાયવો હતો પણ અહીં મારી પાસે અહીંયાં લીલા કલરનો ડ્રેસ આવી ગયો છે તો તમે મને બદલીને આપો ફટાફટ લીલા કલરનો ડ્રેસ મેં લાલ કલરનો મંગાવ્યો હતો પણ લીલા કલરનો શા માટે આવી ગયો લીલા કલરમાં પણ એ જ ડિઝાઇન છે ના મને લાલ કલરની ડિઝાઇનવાળો જ ગમતો હતો તો તમે મને જલ્દીથી જલ્દી લાલ જ મોકલાવો મારે જવાનું છે હમણાં બહાર સાત દિવસ પહેલાં બુક કરાવ્યો હતો હજી સાત દિવસ પછી મળશે એવું નહિ મને આજે જ જોતો હતો તમે જોએ તો બે દિવસ હજુ લઈ લો બે દિવસ પછી મોકલાવી શકો છો તો મોકલાવી દો